સ્થાનિક કલાકારો જે છે જે આપણી કલા છે જે આપણી સંસ્કૃતિ છે જે આપણા ગ્રંથો છે કે જે આપણાં ચિત્રો પોસ્ટરો ચાર્ટ જે કંઈ હોય છે કે જે કંઈ ગ્રંથો હોય છે તેને સાચવવા ખૂબ જ જરૂરી હોય છે જેથી કરી અને આવનાર પેઢી પણ એ જાણી શકે કે આમાંથી અમને કંઈક જાણવા મળ્યું છે જેના માટે કંઈ સારી એવી વ્યવસ્થા કરવાની રહે છે એ બધુ સાચવણી કરવી પડે છે એની સાચવવા માટે પણ સારા એવા કબ હોય છે કબાટો કે કંઈક સારી એવી જગ્યાએ એનો સંગ્રહ કરવામાં આવે છે કે ફરી ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે આમ કલાના જે કંઈ હોય કે જે કોઈ ગ્રંથો હોય જે કંઈ હોય જે આપણી સંસ્કૃતિને લગતું હોય જે સાચવી રાખવું ખૂબ જ જરૂરી હોય છે અને જેના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે અને આવનારા સમયમાં એને સાચવવા માટે પણ ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કરીને એ સચવાઈ રહે લાંબો સમય સુધી તમે એને સાચવી શકો